હલો હોટેલ લેન્ડસ્કેપ ઑગસ્ટ મહિનાના પ્રથમ રવિવાર તારીખ ચાર ઑગસ્ટ બે હજાર ચોવીસના દિવસે ફ્રેન્ડશીપ ડેના દિવસ નિમિત્તે મેં મારા મિત્રો માટે પાર્ટીનું આયોજન કર્યું છે જેમાં હું પચાસ વ્યક્તિઓ માટેની જમવાની વ્યવસ્થાનો ઓર્ડર તમારી હોટેલને આપી રહી છું આ ઓર્ડરમાં મારે બે સબ્જી રોટી દાલ ફાય જીરા રાઈસ લાઈવ મિક્સ ડ્રાઇફુટ હલવો ચીઝ બોલ્સ સમોસા અને છાસની જરૂરિયાત છે આ ઓર્ડર મારે સાંજે સાત વાગ્યે જોઈએ છે તો આપ આ ઓર્ડરની નોંધ લેશો આપણા તરફથી આ મોટા ઓર્ડર માટે કોઈ ડીસ્કાઉન્ટ આપવામાં આવતું હોય તો મને જાણ કરશો અને વધુ માહિતી માટે તમે મને આ નંબર પર કોન્ટેક્ટ કરજો